આપણા દેશમાં ઘણી એવી સરકારી યોજનાઓ ચાલી રહી છે જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી જન ધન યોજના અટલ પેન્સન યોજના પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના આ બધી યોજનાઓથી લોકોને ઘણી મદદ મળી રહેતી હોય છે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી જરૂરતમંદ લોકોને રહેવાની સગવડ મળી રહેતી હોય છે અટલ પેન્સન યોજનાથી લોકોને પેન્શન મળી રહેતું હોય છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના દ્વારા દેશના લોકો પોતાના જીવનમાં તેમને અને તેમના પરિવારજનોનો લાભ થાય તે માટે વીમા લેતા હોય છે આમ આપણા દેશમાં ઘણી એવી સરકારની યોજનાઓ ચાલતી હોય છે અને તેનો લાભ ઘણા એવા જરૂરતમંદ લોકોને થતો હોય છે